હા પ્લમ્બર બોલું બોલો બેન એટલે બેન આમાં બે રીતે કામ કરું છું એક તો સાધનસામગ્રી બધી બે રીતે કામ કરું છું આમાં એક તો બધી વસ્તુઓ તમારી હોય ને તમારે ખાલી મને મજૂરી આપી દેવાની અને બીજું શું છે કે હું બધી મારી વસ્તુઓ લઇને આવીશ અને તમારે એના બધા પૈસા દઈ દેવાના મને આપી દેવાના

હા એટલે એના માટે એમને હા તો કંઈ વાંધો હું એકવાર આવીને તમારે કેટલા નળ નાખવાના છે કેટલા ફૂટ પાઇપ જશે અને શું મટીરીયલ લાગશે એ બધું આવીને એકવાર જોઈ લઈશ અને જોયા પછી તમને અંદર એક પહેલાં તો એસ્ટીમેટ આપીશ તમને કે આટલું થશે અને પછી તમે એમાં તમારી રીતે નક્કી કરી લેજો કે ભાઈ તમારે આગળ શું કરવું છે એમ હા હં ના એટલે કામમાં તો તમારે નહીં જોવું પડે બેન કામમાં બિલકુલ તમારે જોવું નહીં પડે એક નંબરનું કામ આવશે અને તમારે ટાઈમ કીધા એ પ્રમાણે તમારે જે ટાઈમે હું કહીશ ને કે ભાઈ ચાર દિવસમાં થઇ જશે તો ચારનો પાંચમો દિવસ નહીં થાય બેન તમારે

હા તો હું તમને એના માટે ફોન કરું બેન હોં ઓકે ઓકે ચાલો